મોરબી આમ તો સૌરાષ્ટ્રનું પૅરિસ ગણાય છે મોરબી જિલ્લામાં સ્વાસ્થ્યની કાળજી માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે તેની અંદર ખાસ તો સિવિલ હૉસ્પિટલ મોરબીની અંદર આંખના જે કૅમ્પ થાય છે મૅડિકલ કૅમ્પ એ બહુ અવિસ્મરણીય છે એ જ રીતે ઑર્થોપેડિકને લગતા કૅમ્પ કે ઑર્થોપેડિકને લગતા રીપોર્ટ સુવિધાઓ તમામ આરોગ્યને લગતી સુવિધાઓ તાલુકે તાલુકે જિલ્લામાં ઉપલબ્ધ છે એ જ રીતે વિકલાંગો માટે પણ મૅડિકલ સર્ટી કેમ્પ કરવાં સાધન સહાયના કેમ્પ કરવા એ પણ બહુ સારી રીતે થાય છે જે નિદાન કેન્દ્રો છે એ પણ બહુ સારું કાર્ય કરે છે સામાજિક સેવાઓને સાથે રાખીને પણ ઘણી બધી વાર નિદાન કેન્દ્રો નિદાન કૅમ્પો તાલુકે તાલુકે થાય છે દવાની દુકાનોમાં પણ સામુદાયિક આયુર્વેદિક કેન્દ્રો છે એની અંદર પ્રધાનમંત્રી ઔષધાલયોનો પણ લોકો સારો એવો લાભ લે છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે રૉટરી ક્લબ છે કે એવી ઘણી બધી સંસ્થાઓ એ પણ આવા બધા કૅમ્પ કરે છે અને લોકોને પરવડે તેવી ફીની અંદર એ સુવિધા મફતમાં પણ મળે છે કોવિડના સમયની આપણે વાત કરીએ તો જે સામાજિક સંસ્થાઓએ જે કાર્ય કર્યું છે એ આપણે ક્યારેય ભૂલી શકીએ નહિ હૉસ્પિટલનું કામ પણ એટલું જ સરસ હતું અને લોકોને ઘણાં બધાને મૃત્યુનાં મુખમાંથી પણ બચાવવાનું કામ આવી સરસ મજાની હૉસ્પિટલોએ સામાજીક સેવાઓએ સામાજિક સંસ્થાઓએ કર્યું છે એ અવિસ્મરણીય છે